રસોઈ બનાવવી એ મારા જીવનની એક મહત્ત્વની ભૂમિકા છે રસોઈ બનાવવા માટે મારા માતા અને મારા પરિવારના અન્ય સભ્યોએ ઘણી બધી ભૂમિકા ભજવી છે રસોઈ બનાવતી વખતે ઘણી બધી એવી વસ્તુઓ અને તેની સાવચેતી રાખવી જરૂરી છે રસોઈ બનાવતી વખતે એ રાખવી જરૂરી છે કે તેમાં કોઈ જીવજંતુ ન પડે અને આજુબાજુની જગ્યા પણ સ્વચ્છ હોવી જોઈએ અને રસોઈ બનાવવા માટે જે પણ પાત્રનું યુજ કરવામાં આવે છે તે પાત્ર પણ સુંદર હોવા જોઈએ આમ મારા જીવનમાં એ મારી માતાએ મને મારી માતા અને પરિવારના સભ્યોએ ઘણી બધી ભૂમિકા ભજવી છે રસોઈ બનાવતી વખતે અમુક અમુક એવા પદાર્થોનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને રસોઈ બનાવવા માટે સારા એવા પાત્રો અને સારી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરવામાં છે આમ મારા જીવનમાં રસોઈ બનાવવી એક ખૂબ મોટું શોખ બની ગયું છે